મને સૌથી પ્રિય અને જેના વિશે ઘણો બધો ખ્યાલ છે એવો ધ્રુવનો તારા વિશે હું આપને કહીશ ધ્રુવનો તારો તારો જે ખૂબ જ ચમકતો તારો હોય છે જે પૃથ્વીની ઘણી નજીક આવેલો છે ધ્રુવના તારા ઉપર ભગવાનની પણ ભગવાન શ્રી કૃષ્ણની પણ એટલી બધી દયા હતી આશીર્વાદ હતા કે ધ્રુવ જયારે પણ ભગવાનની પ્રાર્થના કરતો જયારે પણ ભગવાનની ભક્તિ કરતો ત્યારે ભગવાન દ્વારા ધ્રુવને આશીર્વાદ આપતા હંમેશા ચમકતો રહે એ પ્રમાણેના આશીર્વાદ આપવામાં આવેલા જયારે ધ્રુવનો તારો પૃથ્વીની ખૂબ જ નજીક આવેલો છે અને પૃથ્વી પરથી પણ ધ્રુવનો તારો ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે અને ખૂબ જ ચમકતો તારો હોય છે જે ધ્રુવનો તારો હોય છે